લોકડાઉનમાં હું બહુ બધુ રાંધવાનું શીખી છું જેમકે થેપલા આલુ પરાઠા મન્ચુરિયન પુલાવ બહુ બધુ શીખી છું એમ જોવો તો લોકડાઉન પહેલા હું હોસ્ટેલમાં હતી એટલે કે હું નાની હતી ત્યારે સ્ટડી કરતી હતી હોસ્ટેલમાં હતી લોકડાઉન લોકડાઉન કોરોના વાઇરસ આવતા લોકડાઉન થતાં લોકડાઉનના કારણે હું ઘરે હતી જેમાં હું આખો દિવસ ઘરમાં બેહી બેસી બેસીને કંટાળી જતી જેના કારણે હું યુટુબ યુટુબ પર જોતી જ્યારે ટાઈમ મળતો મને ત્યારે યુટુંબ જોતી યુટુબ પર જોતી ત્યારે બધી અલગ અલગ વાનગીઓ બનાવતા વિડીયો જોયા જેમાં હું મન્ચુરિયન પુલાવ થેપલા આલુ પરાઠા ખિચડી દાળ ભાત વગેરે બધુ જોયું હતું તેમા હું હું આલુ પરાઠા બનાવતા શીખી હતી જ્યારે ટાઈમ મળે ત્યારે હું કઈ પણ વાનગી બનાવા બેસી જતી તેમા મમ્મી મને હેલ્પ કરતાં

હેલ્પ મમ મમ્મી ને હું પૂછતી મમ્મી મારે આ બનાવું છે મારે આ શીખવું છે તો મને મમ્મી લોકડાઉનના સમયમાં આ બધુ બનાવતા શીખવતા આલુ પરાઠા આલુ પરાઠા એ ઘઉંના ઘઉંનો લોટ ચટની હલ્દી મીઠું આલુ એમ વધારે બધુ નાંખવામાં નાંખવામાં આવતું જેને પહેલા આલુને બાફ બફાવામાં આવે છે પછી એમ પછી એમને વઘાર કરવામાં આવે છે એમાં આલુમાં મીઠું હળદર મસાલો ચટણી નાંખવામાં આવે છે પછી ઘઉનો લોટ લેવામાં આવે છે ઘઉંના લોટને ઘઉંના લોટને આટીને પછી એમાં રોટલી વણવામાં આવામાં આવે છે રોટલી વીણીને એમા થોડુંક એક ચમચી આલુ મૂકીને પછી એમને ફોલ્ટ કરીને પાછું રોટલી વીણવા આવે છે અને શેકવામાં આવે છે આવી રીતે આલુ પરાઠા બનાવવામાં આવે છે એવી જ રીતે હું લોકડાઉનમાં અનેક બહુ બધુ બહુ બધુ શીખી હતી જેમકે ખિચડી ખિચડી બનાવવા માટે ચાવલ ખિચડી બનાવા માટે ચાવલ આલુ તુવેરના દાણા પણ નાખવામાં આવે છે કાંદા નાખવામાં આવે છે રીંગણ નાખવામાં આવે છે અને ફ્લાવર પણ નાંખવામાં આવે છે ખિચડી બનાવવા માટે પહેલા કુકરનો ઉપયોગ કરવામાં આવે છે કૂકરમાં થોડું તેલ નાખી જીરું મીઠું જીરું રાઈ નાંખીને એમા કાંદા બટા કાંદા બટાકા રીંગણ ફ્લાવર એ બધુ વઘાર કરવામાં આવે છે પછી ઉપરથી ચાવલ નાંખવામાં આવે છે અને બંધ બેસે એટલું નમક મિર્ચી નાખવામાં આવે છે પછી તેમને થોડાક સમય માટે ગેસ પર મૂકવામાં આવે છે એવી રીતે ખિચડી બનાવામાં આવે છે ખીચડી એ આપણને આપણે જ્યારે બિમાર પડીએ છીએ ત્યારે બધા બિમાર હોય ત્યારે ખિચડી ખાય છે આવી જ રીતે જ્યારે હું હું તો પહેલા હોસ્ટેલમાં રહેતી જ્યારે ત્યારે મને રાંધવાનું મને આવડતું નહોતું ત્યારે જ્યારે લોકડાઉન પડે ત્યારે મમ્મી

એવી રીતે હું લોકડાઉનમાં યુટુબ પર જોતી અને નવી નવી વાનગીઓ બધી આવતી રોજ નવી નવી વાનગીઓનું હું રાંધવાનું પ્રયત્ન કરું અને મમ્મી મને શીખવતા મમ્મી મને શીખવતા એટલે કે યુટુબ પર બધી વાનગી આવે મન્ચુરિયન આવે પુલાવ આવે એવી રીતે બહુ બધુ મને શીખવતા પહેલા પહેલા તો હું હોસ્ટેલમાં રહેતી એટલે મને રાંધતા ન આવડતું અત્યારના અત્યારે બધા હોટેલમાં રેસ્ટોરન્ટમાં એવામાં બધા ખાવા જતાં અત્યારના બધા ઘરે મંગાવીને બંગાવીને ખાતા કોઈ ઘરે બનાવીને ખાતું નથી જેમકે મન્ચુરિયન છે પુલાવ પીઝા બર્ગર એવું બધુ બારથી મંગાવીને ખાવામાં આવે છે ઘરે કોઈ બનાવતું નથી ઘરે બનાવીને ખાવામાં મજ્જા કઈ છે જો આપણે જાતે બનાવીને ખાઈએ એમા સ્વાદ સારું લાગે છે આપણે ઘરે પીઝા ભર્ગર મન્ચુરિયન પુલાવ બધુ બનાવી શકે છે અત્યારના બધા દુકાનોમાંથી દુકાનોમાંથી લાવીને ખાય છે પીઝા બનાવામાં માટે આપણને અલગ અલગ સામાન શકભાજીઓ જોઈએ છે જેમાં સા એ પીઝા બનાવવા માટે મેંદાનો લોટનો ઉપયોગ થાય છે શાકભાજીનો ઉપયોગ થાય છે અમુક જાતના સ્પૂનના ઉપયોગ થાય છે પહેલા પહેલા લોકો ઘરે બનાવીને ખાતા ત્યારે રેસ્ટોરેણ હોટલ નાની દુકાનો એ બધી ન હતી અત્યારે લોકડાઉનના લોકડાઉનમાં બધા બનાવતા શીખ્યા ખાધું હું પણ પહેલા બારથી વધારે મંગાવીને ખાતી જે મમ્મીએ લોકડાઉનના કારણે કોરોના વાઈરસ મમ્મીએ મને લોકડાઉનમાં શીખવ્યું હતું અત્યારે બધા લોકડાઉન પૂરું થતાં જ પાછા અત્યારે મોટી મોટી હોટલો ખૂલી એમા બનાવીને ખાતા અને મંગાવીને ખાતા